મારી પ્રિય રમત ફૂટબોલ છે અને તેમાં દોડવાના લીધે મારી સ સ્વસ્થ ખૂબ સરસ રહે છે તે માટે મને તે પ્રિય છે